હું આણંદ જિલ્લામાં વિદ્યાનગર વિસ્તારમાં રહું છું મારી આજુબાજુના વિસ્તારમાં મુખ્યત્વે હિન્દુ ધર્મ પાળવામાં આવે છે પ્રદેશના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સમુદાય રહે છે જેમકે હિન્દુ મુસ્લિમ પારસી શીખ અલગ અલગ સમુદાય રહે છે તેમાંથી બોરસદ તાલુકામાં વધારે પ્રમાણમાં મુસ્લિમ સમુદાય રહે છે પેટલાદ તાલુકામાં વધારે પ્રમાણમાં હિન્દુ સમુદાય રહે છે અલગ વિસ્તારમાં અલગ અલગ લોકો રહે છે તારાપુર વિસ્તારમાં વધારે પ્રમાણમાં મુસ્લિમ હિન્દુ અને શીખ ના લોકો જોવા મળે છે